ગુજરાતી પ્રજા એ ખૂબ જ સાહસી પ્રજા છે તે શુરાતન સાથે જોડાયેલી પ્રજા છે ગુજરાતી પ્રજાના અંદર જે ગુજરાતમાં જે શાસન વ્યવસ્થા સ્થપાઈ તેમાં અલગ અલગ રાજ ચિહ્નો અને અલગ અલગ પાટનગરો બન્યાં હતાં જેમકે પાટણ શહેર અમદાવાદ શહેર ચાંપાનેર શહેર વલ્લભી શહેર આ સિવાય હડપ્પા કાલીન જે સભ્યતા છે તેમાં ધોળાવીરા લોથ્થલ વલભીપુર વગેરે જેવા શહેરો મળી આવે છે આ બધું દર્શાવે છે કે વિશ્વના ઈતિહાસમાં ગુજરાતનું સ્થાન ખૂબ જ ઊંચું છે ડાયનાસોરનાં પ્રથમ ઈંડા બાલાસિનોરનાં રૈયાલી પાસે ગુજરાતમાંથી જ મળવા પામ્યાં હતાં